હેલો હું તમને એવું કહેતો હતો કે આપણી કંપનીમાં જે પ્રમાણેનું કામ ચાલી રહ્યું છે જે આગળ સતત આપણું કામ ચાલી રહ્યું હતું તો હાલની તારીખમાં આપણું કામ કઈ રીતનું ચાલી રહ્યું છે હ હા

શું વાત છે સરસ હ હ હા તો હું તો હા તો હું એમ જ કહું છું કે જે પ્રમાણનું આપણને કામ મળી રહ્યું છે તો એ કામ બહુ સરળતાથી અને બહુ સારી રીતથી તમે પ્રોજેક્ટને કમ્પ્લીટ કરો જેથી કરીણે આપણું જે આ કામ આપણને જે પ્રમાણે બહારથી મળી રહ્યું છે એ આપણા હાથમાંથી જતું ન રે એમ એનાથી આ કામ એવું છે કે આ કામ અત્યારે આપણે મળ્યું છે ને તો આ કામ આપણે બહુ જલ્દી એમને જ્યારે એમને પરત પાછું આપણું કામ આપીશું એ જ આપણું કામ જોશે એમને બહુ સારું એવું લાગશે એમના બાજુથી આપણને હજુ બી બે ત્રણ ગ્રાહકો મળશે આપણને એમ હ હેલો હેલો એ પ્રમાણેનું કંપનીમાં અત્યારે પ્રોજેક્ટનું કામ ચાલી રહ્યું છે તો અગર જેને આપણી કંપની કઈ રીતે વધારે ઉત્તમ કરીએ આપણે અને લક એ આમાં શું છે

હા હા હા અને હું કે અત્યારે જે નવા જે આપણા જે સ્ટાફ આવ્યો છે હ તો એ ક્યાં ક્યાં ક્યાં ક્યાં સ્ટાફ આવ્યો છે મને તેનું વિષય શું છે એ મને થોડું જણાવજો જે પાંચ લોકો આવ્યા છે કે એ એમાંથી બે તો પટાવાળા છે બરાબર અને બે ત્રણ પેલા હેલ્પર છે જે આપણને મદદ રૂપ થાય એમ કારીગરો

હા હા હા હા બોલો બોલો હા હા આવે છે હા તો હવે તો હું તમને એમ જ કહેવાનો છું કે જે આ તો આપણા કંપનીના જે પેલું મોટું આપણને કામ મળવાનું છે એના લીધે હું બહાર આવ્યો છું હવે એક બે દિવસમાં હું પરત થાઉં છું એ આપણી કંપનીમાં તો હવે મળીને વાત કરી લઈએ કંપનીમાં હા તમે બી હવે ત્યાં જ હશોને એમ